ભારતમાં મીડિયાવાળા લગભગ પંચોતર ટકા સાચું બતાવે છે પણ ગવર્મેન્ટ છે એ પચાસ ટકા જ સાચું બતાવે છે એટલે મીડિયાવાળાનું બહુ સારો એમ કે સહયોગ છે બાકી જે કાંઇ છે આ ભગવાનના ફોટા છે તમે જે કાંઈ છાપો છો પગ નીચે કચડાય છે માણસો એવો ગેર રીતે નાના બાળકો માટે ઉપયોગ કરે છે ભગવાનાના ફોટા તમે છાપામાં છાપો છો અને નીચે એમ કે રખડાવો છો તો આ શું સમજવાનું અને આ બધાય મીડિયાવાળાને જાણ કરું છું કે આવી રીતે ભગવાન છે આપણા તો એમના માટે કંઈક એમ કે આપણે વિચારવું જોઇએ અને આવી રીતની પોસ્ટરો બધી છાપે નહીં બાકી મીડિયાવાળા આ વિશે થોડીક ચર્ચા કરે પબ્લિક સામે એવું મારું નિવેદન છે જો કરશે તો હું એમની આભારી બનીશ